જો મને કોઈ ગમતા ગુજરાતી લેખકને મળવાની તક મળે તો હું ચેતન ભગતને મળવાનું પસંદ કરીશ કેમકે તેઓ મારા અતિ પ્રિય લેખક છે અને તેઓ પિક્ચર્સ પણ લખે છે જે આપણે હંમેશા જો જોતાં જ જોઈએ છીએ કેમકે તેમનું લખાણ તેઓની પદ્ધતિ તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએને બીજીએથી ત્રીજી એમ પુસ્તકમાં પહેલા પાનેથી છેલ્લા પાના સુધી તેઓ સળંગ કેવી રીતે જતા હોય છે એક જ બંધમાં કે જ્યાં એ તમને તૂટતું કે અખૂટતું ન લાગે તમે બુક વાંચો તો પુસ્તક વાંચો તો તમને એવું એવું જ લાગશે કે બસ હવે આ હું પુસ્તક આજેને આજે આખું પૂરું કરી જ નાખું એ પેલા તમને ઉઠવાનું મન જ નહીં થશે તો હું ચેતન ભગતને જ મળવાનું પસંદ કરીશ અને હું તેમને એક પૂછીશ સવાલ કે જે મારા મનમાં છે કે તે દરેક પુસ્તકમાં છોકરીઓને શું કામ લઈ આવે છે જેમકે તેમની પુસ્તકોનું નામ હોય છે વન ઇંડિયન ગર્લ ગર્લ ઇન રૂમ નંબર વન ઝીરો થ્રી તો તેઓની બધી પુસ્તકોમાં ગર્લ એટલે કે છોકરીઓ આવે છે તો એનું શું મુખ્ય કારણ છે તે હું તેમને પૂછવા માંગીશ અને હું તેમને એ પણ પૂછીશ કે પુસ્તકો લખવાની કઈ રીત હોય છે અધ્યાયનો લખવાની કઈ રીત હોય છે કેમ કે મને પણ પુસ્તક લખવામાં ખરો રસ છે અને મે એક બે ટૂંકી વાર્તાઓ પણ લખી છે પળમાં મને હવે મોટા પુસ્તકો લખવાની ઈચ્છા થાય છે અને મને ચેતન ભગતની જે લખવાની પદ્ધતિ છે તે મને અતિ ગમે છે અને તેમાં કોઈ પણ પ્રકારની ચૂક હોય તેવું મને લાગતું નથી તો હું તેમની પાસે એ પણ પૂછીશ અને શીખીશ કે પુસ્તકો કેવી રીતે લખવા એમાં કઈ રીતે ભાષા ઉમેરવી એમાં શું હોવું જોઈએ શું કરવાથી પુસ્તક વધુ સુંદર બની શકે તેમાં શું ન ઉમેરી શકાય હું તેઓને તે બધી બાબત પૂછીશ કેમકે મારે પણ તેઓના જેવી પુસ્તકો લખવી છે અને હું ઈચ્છું છું કે મારી લખેલી પુસ્તકો પણ તેઓ એક વાર જોઈદે જોવે અને મને તેમાંથી તે કઈ શકે કે આ વસ્તુ બરાબર છે કેમ કે મને તેઓએ લખવાની પદ્ધતિ વિશે ખૂબ જ અતિ રસ છે કેમકે તેઓની પુસ્તકોમાં હંમેશા પહેલેથી છેલ્લે સુધી તમે એટલા સંકળાએલા રહેશો કે તમે ક્યાંયથી છૂટતું કે અખૂટતું નહીં લાગે તો હું ચેતન ભગતને જ મળવા માંગીશ અને હું આ સવાલો પૂછીશ